હા અત્યારે મને પારંપરાક રીતે કાગળ પર પેનથી લખવાનું ગમે છે કારણ કે લખ લખવાથી ઘણું જ ફાયદો થાય છે હું મારા લેપટોપ અને મોબાઈલ બંને પર ટાઈપ કરું છું જેનાથી મને ટાઈપિંગમાં પણ સ્પીડ આવી શકે છે આવી ગઈ છે હવે જે ઘણું ઉપયોગી થાય છે સ્પીડ અત્યારે ઘણી જરૂર છે અત્યારના ફાસ્ટ લાઈફમાં સ્પીડ હોવી ઘણી જરૂરી છે અ લેખન કાર્યમાં અત્યારે ઘણો બધો બદલાવ આવ્યો છે જેમ કે આપણે અત્યારે સોર્ટ વર્ડ ઘણા યુસ થાય છે થેન્ક યુ આખું લખવાની જગ્યાએ આપણે થેંક્સ પણ લખી શકીએ છીએ જે ટીએચએક્સમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ પછી ઘણા બધા એના સોર્ટ વર્ડ્સ ઉપયોગ કરીને આપણે લેખન કાર્યમાં સોર્ટમાં થેંક્સની જેવી જેમ બીજા ઘણા બધા વર્ડ્સ છે જેને આપણે ઉપયોગ કરીને ટૂંકાણમાં લખી અને સામે વારાના જલ્દી ઘણું જલ્દી સમઝાવી અને તેને આપણે ટાઈમ પણ બચાવી શકીએ છીએ જે આપણને આગળ જતાં ઘણો કામ આવી શકે છે